જયારે અમે ટ્રૅકનાં ટૉપ લૅવલ પર પહોંચ્યા ત્યારે ત્યાંનું દૃશ્ય અદભૂત જનક હતું ત્યાં આપણને એમ જ લાગતું હતું કે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ ત્યાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળતો હતો અને ત્યાં ઠંડી ઠંડી આબોહવા ત્યાં અને ત્યાંનું તાપમાન માઇનસ ડિગ્રી સૅલ્શિયસ હોવાથી થોડો ઠંડીનો અનુભવ પણ થતો હતો અને સાથે ત્યાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી જેથી ઑક્સિજન ટેન્કનો ઉપયોગ કરવો હતો પરંતુ તે આંખો જોઈ શકીને અને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને સ્વર્ગ જેવી ફીલિંંગ આવતી હતી એ જયારે આ મ આ દૃશ્ય મને જિંંદગીભર યાદ રહેશે અને આ ટ્રૅકનો અનુભવ મારે જિંદગીભર રહેશે અને ત્યાં જોવા જેવું વસ્તુ એ હતી કે ત્યાં બરફ પડતો હતો અને બરફનો ચારે બાજુ ઢગલા જ ઢગલા હતા અને ચારે બાજુ જ્યાં નજર નાખું ત્યાં બરફ જ જોવા મળતો હતો અને ટ્રૅકમાં અમને વળતી વખતે સારો અનુભવ થયો હતો અને વળતી વખતે બરફ ઓછો હોવાથી અમે સરળતાથી નીચે આવી ગયા હતા